રમણભાઈ કેમ છો હાં રમણભાઈ હું એકદમ મજામાં છું પણ આ વખતે યાર ખેતીમાં મને બહુ મજા આવતી એમ લાગે નથી કેમકે યાર વરસાદ પણનું કઈ ઠેકાણું નથી

એમ છે મે પણ દાણ નાખ્યું છે પણ કઈ મજા નથી અને માર્કેટમાં કોઈ નવું ખાતર આવ્યું છે તમને ખ્યાલ છે કયુ છે એ બરાબર વાંધો નહીં વાંધો નહીં આપડે એક દિવસ જઈ અને એ બધુ ખાતર બાતર જોઈએ કઈ કેવું છે કેવું નહીં શું નહીં શું નહીં એ બધુ જોઈએ અને ખેતીમાં આપડો પ્રોગ્રેસ કેમ થાય છે આ વખતે એ બધું જોઈએ નહીં તો આ વખતે મજૂરેય નહીં મળતાને ઘણી કામગીરી છે ને વરસાદનું પણ ઠેકાણું નથી હાં એ તો છે સારું વાંધો નહીં ચાલો આપડે મલીએ બરાબર